વિસ્તારની આરોગ્ય સંભાળ સુધારવા અંગે મારા વિચાર એ છે કે સર્વે લોકોને પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ એનું સંપૂર્ણ વિસ્તારને સ્વચ્છ રાખવો જોઇએ કારણ કે જે વિસ્તાર સ્વચ્છ હશે તો લોકોને આરોગ્ય પણ સ્વસ્થ જ રહેશે અને જો વિસ્તાર સ્વચ્છ નહીં હોય તો લોકોનું આરોગ્ય પણ સ્વચ્છ નહીં હોય મારૂં માત્ર આ એટલાં સૂચનો છે કે લોકોએ પોતાના ઘરની આજુબાજુના તથા સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતાની કેળવણી કરે અને પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપે તથા પોતાનું પર્સનલ હાઇજીનનું દેખ રાખે અને વધેલો ખોરાક તેમજ અન્ય કચરો ખાણી પાણીની વસ્તુઓ જાહેર જગ્યામાં ન ફેંક્વી જોઇએ અને કચરો બને ત્યાં સુધી કચરા પેટીમાં જ નાખવો જોઇએ તેમજ કચરા કચરાની ગાડી આવે ત્યારે એ સંગ્રહ કરેલો કચરો એમા નાખી દેવો જોઇએ જ્યાં ત્યાં ખુલ્લામાં કચરો નાખવો જોઇએ નહીં તેમજ કોઇપણ વ્યક્તિ એ ખુલ્લામાં શૌચક્રિયા કરવી જોઇએ નહીં પોતાના ઘરમાં કચરા કચરો એકઠો થતાં એ કચરાને ખુલ્લામાં કે જાહેર જગ્યામાં બિલકુલ ફેંકી દેવો જોઇએ નહીં તે બિલકુલ અયોગ્ય છે જેથી કરીને લોકોમાં પણ એ પ્રકારની સમજણ આવે છે કે કચરો હંમેશા કચરાની ગાડીમાં જ નાખવો જોઇએ તથા વરસાદ આવે ત્યારે એ ઋતુમાં પોતાની ઘરની આજુબાજુ પડેલાં પીપડાં ખાલી પડેલાં ટાયરો તથા લોખંડ ભંગાર જેવી વસ્તુઓ જગ્યા સ્થળેથી ખસેડીને જગ્યાને સાફ રાખે રાખવી જોઇએ જેથી કરીને મચ્છર માખી જેવા જીવડાંઓ ત્યાં આવે નહીં પરીણામે લોકોનું આરોગ્ય બગડી જાય છે જે તથા લોકોને કોઇપણ સામાન્ય બીમારી દેખાય તો ઘરે દવા ન લે અને સારા એવાં દવાખાનામાં પોતાનું તબીબી તપાસ ના કરાવે તો તેમની તબિયત વધારે બગડી શકે છે તેથી ડૉકટર દ્વારા લખેલી ગોળીનું જ વે હંમેશા સેવન કરવું જોઇએ સમાજ લોકોમાં વિકસતા લોકોને આરોગ્ય આપોઆપ સુધરશે અને લોકો સ્વસ્થ અને નીરોગી રહેશે